ગુજરાત દ્વારા સામનો કરવો પડતાં હોય તેવા મુખ્ય બે મુદ્દાઓ છે સામાજિક મુદ્દાઓ જેમાં એક અમનસા અસમાનતા અને ભેદભાવો અસમાનતા લઈએ તો સામાજિક અસામનતા પણ છે અને લિંગ જૅન્ડર અસામનતા પણ છે જેમાં મુખ્યત્ત્વે સ્ત્રી પુરુષ વચ્ચે ખૂબ જ અસમાનતા છે જેના પર એનો સામનો ખૂબ જ ગુજરાત સામનો કરી રહ્યું છે તેની સાથે સાથે ભેદભાવ ભેદભાવ પણ એક બહુ મોટો મુદ્દો છે જેનો સામનો ગુજરાત કરી રહ્યું છે ભેદભાવમાં જોવા જઈએ તો અમીર ગરીબ તથા જાતિવાદી ભેદભાવ ખૂબ જ વધી રહ્યા છે ભેદભાવમાં જાતિ વિષયક ભેદભાવ ખૂબ જ અત્યારે ચરમસીમાએ હોય એવું લાગી રહ્યું છે કારણ કે અમુક સમાજનાં દુલ્હાઓને ઘોડી પર ચઢવાનો પણ એ લોકોને હક નથી એવું અમુક સુધરેલી સમાજના લોકો માની રહ્યા છે તો આ ખૂબ મોટો પડકાર છે ગુજરાત માટે જેનો સામનો કરી રહ્યું છે સાંસ્કૃતિક રીતે જોવા જઈએ તો આપણી જે સંસ્કૃતિ છે એ તો સાવ ખોરવાઇ જ જઈ રહી છે કારણ કે ટૅકનોલોજી અને સોશિયલ મીડિયામાં લોકો એટલાં બધા ગાંડા થઇ ગયા છે કે પોતાની મૂળભૂત સંસ્કૃતિને ભૂલી ગયા છે તો આ આ પણ એક ગુજરાત માટે ખુબ મોટો પડકાર છે સામાજિક ન્યાયની વાત કરીએ તો સામાજિક ન્યાયમાં તો અમુક સમાજ એવી છે કે જે ન્યાયપૂર્ણ છે પરંતુ અમુક સમાજમાં હજુ પણ ખૂબ જ અસંતુષ્ટની લાગણી એ લોકોને અનુભવી રહ્યાં છે એ લોકો કે જેમાં એમને પોતાને એવું લાગે છે કે અમારી સમાજને સરકાર દ્વારા ખૂબ જ અન્યાય થઇ રહ્યો હોય છે તો આવી અમુક ઘણાં બીજા મુદ્દા પણ છે ગરીબાઇ તો ખાસ બહુ એટલો બધો મુદ્દો નથી પરંતુ બાકીનાં જે આ મુદ્દાઓ છે જેમાં અસમાનતા ભેદભાવ અને સામાજિક ન્યાય આ ત્રણ તો ખૂબ મોટાં મુદ્દા છે